મને કોમેડી ફિલ્મ અને એક્શન ફિલ્મ ખૂબ જ ગમે છે જ્યાં ઓ માય ગોડ છે ફીર હેરા ફેરી છે હેરા ફેરી છે આવી કોમેડિયન ફિલ્મો હોય તે મને ખૂબ જ જોવી ગમે છે અને આ ફિલ્મ જે છે એ રિઅલ હકીકત બતાવતા હોય છે અને જીવનમાં ખુશ રહેવા માટેનું એક પાસું છે જેથી દરેક વ્યક્તિને હંમેશા ખુશ રહેવું જોઈએ અમુક ફિલ્મો એવી પણ હોય છે જે અમુક વ્યક્તિનું ચારિત્ર્ય કે જેની જીવનગાથા વિષે પણ જણાવતા હોય છે જેમ કે ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ ની છે પછી ગાંધીજી છે પછી મિસ્ટર ધોની છે એના આખા જીવનની લાઈફ પ્રમાણે આખી લાઈફને કેવી રીતે વીતાવી છે કેવા કેવા પડકારોનો સામનો કર્યો છે એના વિષે આખી એ જે ફિલ્મ બનાવવામાં સ્ટોરી બનાવવામાં આવતી હોય છે જે તેની હકીકત કેવા કેવા મુશ્કેલીઓનો સામનો કરીને જે અત્યારે જે સફળ વ્યક્તિ છે તેની સ્ટોરીઓ બનાવીને ફિલ્મ બનાવો જેથી આવી ફિલ્મો સમાજમાં અને અ પોઝિટિવ ફિડબેક આપતા હોય છે જેથી તે ખૂબ સારી છે અને બાળકોમાં પણ કંઈક સારો એવો વિચાર આવતો હોય છે અને આવી ફિલ્મો પણ બનાવવી જોઈએ જેથી લોકોને પણ જાગૃતતા આવે